હલો સાહેબ તમે વરણભાઈ મસાજ વાળા છો સાહેબ મને ખૂબ જ પંડ પીડા છે મારા બધા શરીરના ઉપરથી લઈ અને નીચે સુધીના બધા જ અંગોમાં દુખાવો થયા કરે છે

સાહેબ દુખાવા તો ઘણા છે પણ મુખ્ય દુખાવો ઉપરનો છે અને થોડો નીચેનો છે એને દૂર કરવાનો કોઈ ઉપાય

આભાર સર આભાર